આપણે રસોડામાં ડેલી કામ કરવાનું હોય છે જમવાનું બનાવાનુંને એનું તો એના માટે કોઈ સારી એવી આપણને ટિપ્સ મળી જતી હોય તો સારું તો એના માટે આજે મારી પાસે એક ટિપ્સ છે દાખલા તરીકે પ્રેસર કુકર છે એમાં કેટલીક વાર આપણે ભાત કે ખીચડી મૂકવી હોય કે પછી કોઈ કઠોળ બાફવા માટે મૂકવી હોય તો કોઈ વારે વધારે વધારે પ્રેસરના લીધે પાણી હોય છે ભાત ખીચડી કે ચોખાનું એ બધું ઉભરાઈને બહાર આવીને ગેસ પર કે પ્લેટફોર્મ પર પડે છે જેના કારણે આપણું જે રસોડુ હોય છે એ ગંદુ થાય છે તો એના માટે હું કેટલીકવાર મારે આવું થાય તો હું એના માટે કોટનનો જે કકડો હોય છે એ જે સિટી હોય છે એની આજુબાજુ મૂકી દેવાનો હોય તો જેના કારણે સિટી પણ વ્યવસ્થિત ભરાય છે અને જે પાણી સિટી દ્વારા જે બધું બહાર આવે છે એ નથી આવતું જેના કારણે રસોડું છે એ ગંદુ નથી થતું એજ રીતે કેટલીકવાર ખીચડી ભાત કે કઠોળ આપણે બાફવા માટે મૂક્યું હોય છે એ વખતે વધારે સિટી વધારે વાગી જાય તો એના કારણે બળી જતું હોય છે તો એ બળેલું જેવું લાગે આપણને કે હવે બળવા આવ્યું છે કે એવું થયું છે તો જે આ નળ હોય છે એ ચાલુ કરીને જે કૂકર હોય છે તે એકદમ ધીરા નળે ત્યાં આપણે પકડવાનું હોય છે જેના કારણે સિટી છે એ જલદી ખૂલી જશે અને જે આપણે વધારે જે બળતું હશે એને આપણે રોકી શકીશું